ગુજરાતની સંસ્કૃતિ અન્ય દેશોથી દેશોની સંસ્કૃતિથી અલગ પડે છે સૌ પ્રથમ હું જો કહું તો મહાત્મા ગાંધી માટે આપણું ગુજરાત દરેક દેશથી અલગ દેશની વિભૂતિઓથી અલગ પડે છે અને આજે એ જ કારણે આપણું ગુજરાત દરેક દેશોમાં અગ્રગણ્ય છે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની વાત કરું તો સૌ પ્રથમ તો પ્રાચીન લોક ગરબા લોક નૃત્યો કથક ભરત નાટ્યમ આરંગેત્રમ નૃત્ય અને ગુજરાતના દરેક ગામડાંની અલગ અલગ લોકગીતો અને ગઢવીઓના ડાયરા શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર આ બધું અલગ અલગ ગુજરાતને અલગ અલગ દેખાડે છે કચ્છની આગવી અને અનોરી ભાતીગળ કલા વારસામાં કચ્છી ભરત કામ ધડકી ગરમ શાલ કામળી ધુંસાલા આભલા ભરત એટલે કે મેર વર્ક અને અવનવા તોરણો આજની જનરેશનને આગવી ઓળખ આપતી અલગ અલગ રંગોથી સજાવેલા ચણિયા ચોળા ચણિયા ચોળી સાડીઓ અને ડ્રેસ મટીરિયલ્સ સુરત તો આ બબતમાં પ્રખ્યાત છે જ સાડીઓ અને પ્રેસના ખજાના માટે અને ટેક્સટાઇલ મટીરિયલ્સ માટે પણ એટલું જ પ્રખ્યાત છે રાજકોટ અને કચ્છની ચાંદી ગુજરાતમાં અને અન્ય દેશોમાં અને અન્ય રાજ્યોમાં પણ ખૂબ સારી વખણાય છે જો હું કહી શકું તો રાજકોટની જે સોની બજાર છે ત્યાંથી દરેક જગ્યાએ સોનાના દાગીનાઓ બનીને દરેક દેશોમાં અને દરેક રાજ્યોમાં ગુજરાતનાં અને ભારતના દરેક રાજ્યોમાં જાય છે બનીને ત્યાંથી જ જાય છે અને રાજકોટમાં એક સિલ્વર માર્કેટ છે જેની જે જ્યાંથી તમને દરેકે દરેક સિલ્વર આઈટમ મળી રહે છે જેમ કે તમને પગના ઝાંઝર હાથના કડા ગળાનું હાસલીઓને એ બધું અને એ જ અત્યારે દરેકે દરેક દેશમાં એની એટલો બધો ક્રેઝ છે ને કે એ લોકો રાજકોટ ખાસ લેવા આવે છે ને રાજકોટ માં એની ખરીદી થાય છે સંત કબીર રોડ ઉપર આની મોટા શો રૂમ અને નાની નાની દુકાનો છે ત્યાં વર્કરો કામ કરતાં હોય છે ત્યારે ઇ જોઈએ તો આપણે અચરજ થઈ જાય અને ગિફ્ટ આર્ટિકલ્સને એ પણ ત્યાં તેમણે સારું મળ્યું રહે છે ગુજરાતની બાંધણીઓ બધી જગ્યાએ પ્રખ્યાત છે ભારતમાં તો ખરી જ પણ બાર પણ બધા લઈ જાય છે બહારના દેશોમાં પણ અને આપણી સંસ્કૃતિમાં તો જે આપણું કલ્ચર છે રાજ અ ગુજરાતનું એ કલ્ચર તો તમને બહાર ક્યાંય જોવા નહીં મળે વિદેશોમાંને એમાંય તે હવે નરેન્દ્ર મોદીને કારણે એ થોડું એ બધું બધા કલ્ચર જાણતા થયા છે આપણી સંસ્કૃતિ બાકી આપણું કલ્ચર ગુજરાતનું કલ્ચર જે વડીલોને માન સન્માન ને એ આપવામાં આવે છે એવું બીજે ક્યાંય હોતું નથી